મારું મનપસંદ રેસ્ટોરન્ટ છે આર કે રેસ્ટોરન્ટના માલિક મુન્નાભાઈને હું કહીશ કે હું જે રેગ્યુલર મંગાવું છું એ મોકલી દો જેમ કે પુલાવ થઈ ગયું પનીર ટિક્કા થઈ ગયું મનચ્યુરિયન થઈ ગયું પિઝા થઈ ગયું બર્ગર થઇ ગયું એ બધું મોકલી દો અને આજે મારા મિત્ર આવ્યા છે તો એમના માટે પુલાવ બે પ્લેટ એકસ્ટ્રા કરી દેજો બર્ગર થોડા વધારે બર્ગર ત્રણ ચાર મોકલાવી દેજો પીઝા થોડા વધારે મોકલી દેજો અને બધી કોન્ટિટી થોડી થોડી વધારી દેજો અને કેટલા સમયમાં પહોંચી જશે અને કેટલું એમનું પે કરવું પડશે એ મને કહી દો એટલે હું તમને પે કરી દઉં બરાબર ધન્યવાદ